શું તમે કહી શકો કે ખેતી માટે સરકાર તરફથી મળતા લાભ કે લોન કેટલા હતા તો એમાં અમને ઘણો બધો સર સરકાર તરફથી લાભ મળે છે કારણ કે સરકાર તરફથી સબસિડી મળે છે પછી બિયારણ માટેની લોન મળે છે પછી બેન્કોમાં તે અમારા ખાતા ખોલાવે છે અને સરકાર અમને યાંત્રિક માટેના આર્થિક સહાય કરે છે પછી સિજનેબલ લોન આપે છે પાક ઉત્પાદન આપે છે પછી એમાં જુઓ તો કે અમારો પાક ઘણી વાર બગડી જાય છે તો અમે સરકારને ફરિયાદ કરીએ છીએ તો એ અમારા ગામના સરપંચોનેને મંત્રીને કહે છે અને અમારું ખેતીની અંદર સરક્ષણ બધુ જોવા આવે છે અને એ લોકો લખી જાય છે તો એમાંથી અમને સરકાર તરફથી લાભ મળે છે પછી બીજું જોઈએ તો અમને ગોડાઉન બનાવા માટેની સબસિડી સરકાર આપે છે પછી અમારા ફુવારા લેવા છે ટપક સિચાઈ પદ્ધતિ અમારે ખેતી કરવી છે તો એમા અમને લોન આપે છે પછી બિયારણ અમારે સરકારનું માન્ય સરકાર માન્ય અમે લઈએ છીએ તો તેમાંય અમને એ લોકો રાહત કરી આપે છે એટલે ખેતીની અંદર અમને સરકાર તરફથી ઘણાં બધાં લાભ મળે છે પણ જે લાભ અમે કહીએ કે મોદી સાહેબે છ હજાર રૂપિયા અમને વર્ષે નાખે છે બબ્બે હજારના હપ્તા કરે છે ખેડૂતોને આપે છે પણ કે મોદી સાહેબે એવો કાયદો કાઢ્યો કે બે હજાર વીસ પછીના જે જમીન તમે લીધી હોય તો તમને એમાં ઇ લાભ મળતો નથી તો એ શું કામ અમને ના મળે ભાઈ અમે ખેડૂત જ છીએ એટલે અમારો એ પ્રશ્ન તમને છે તો તે અમે સાંભળો અને એ અમાર પ્રશ્ન તમે સોલ્વ કરો કે અમને એ લાભ બીજા ખેડૂતોની જેમ અમને લાભ મળે પછી ઘણીવાર અમાર ખે ખેતીની અંદર કોઈ ઈન્સ્યોરન્સ હોય તો અમને ઇન્સ્યોરન્સ આપે છે કે અમારા મજૂરને વીછી કરડ્યો કે સાપ કરડ્યો છે તો એના વીમા ઉતરાવેલા હોય તો એ વીમાના પૈસા અમને એ સરકાર તરફથી આપે છે અને મળે છે તો અમે એ પણ કરીએ છીએ અને પછી બીજું એગ્રિકલ્ચરની અંદર અમને મિટિંગમાં બોલાવે છે અન અમે ત્યાં જઈએ છીએ અને એ અમને બધું ઘણું મોટા મોટા સાહેબો એગ્રીકલ્ચર ઓફિસરો હોય છે એ અમને ઘણું બધું માહિતી અને આપે છે કે તમે આવી રીતે પાક વાવો સાંઠ દિવસના વાલ વાવો કે ચોરી વાવો કે આ ખેતી કરો એટલે એમાંથી અમને ઘણું જાણવા મળે છે ઘણા બધા લાભ અમને સરકાર તરફથી મળે છે અને ઘણું બધું અમે સરકારનો લાભ લઈએ છીએ અને સરકાર અને અમારું સાંભળે છે પણ સરકાર કારણકે અમે ખેડૂતો છીએ અમારી રોજીરોટી ખેતીમાંથી જ હોય છે એટલે અમે ખેતીની અંદર ઘણું બધુ ઇન્વેસ્ટ સરકાર અમને કરી દે છે અને અમે બધું લઈએ છીએ પછી બીજું એક બાજુ જોવા જઈએ તો અમને પાઇપો પાઇપો હોત આપે છે પછી દવા આપે છે પછી આ શિખવાડવાનું અમને શિખવાડે છે અમને પછી અમારા ઢોર હોય છે તો ઢોર ઉપર અમને વીમો આપે છે કે આ અમારે ભેંસ છે તો ભેંસ ઉપરે અમને સબસિડી મળે છે લોન મળે છે એટલે અમને ઘણો બધો સરકાર તરફથી લાભ મળે છે પણ આ ઘણાં એવાં લાભો છે કે એ સરકારને ખબર નથી હોતીને અમને મળતા નથી ને ગ્રામીણ બેન્કોની અંદર આ બધો લાભ અમે લઈ લઈએ છીએ અને એને આપે છે અને અમે એક બીજા નાના મોટા ખેડૂતો બધાં ભેગા થઈ અને સહકારી મંડળી રચીએ છીએ અને એમાં અમને ઘણી બધી ખબર પડે છે અને આ ખેડૂને આ નવી નવી ટેક્નોલોજી અમને એ બધું શીખવાડે છે એ અમે એગ્રિકલ્ચરની અંદર જાઈએ છીએ ત્યાં અમને શીખવાડે છે અને બેન્કોની અંદર બધું અમને ત્યાં આખા બોર્ડ જ મારેલા હોય છે એટલે અમે અભણ ખેડૂત હોઇ તો એને પણ ઇ લાભની ખબર પડે સે અને બધો લાભ લે છે એટલે અમને એમાં વધારાના અમે અપેક્ષા તો એ રાખીએ છીએ કે દવા અને ટાઈમસર ઘણીવાર ખાતર નથી મળતા તો ખાતર અમે ટાઈમસર મળે એવી અમારી વિનંતી છે કે અમને ખાતર તમે ટાઈમસર આપો તો અમે જમીનની અંદર ટાઈમસર ખાતર નાખી શકીએ અને ઉત્પાદન સારું લઈ શકીએ અને જોઈ ઇ પ્રમાણે પાક અમને આવી શકે એ અમારી અપેક્ષા છે